હલો હા બોલો મેડમ ઓકે ગુજરાતી નોવેલ્સ છે આપડી પાસે ઓકે હા હા ચોક્કસ આપડે તમારે સરસ્વતીચંદ્ર જે છે એના નોવેલના ભાવ આપડે એક સો વીસ રૂપિયા છે પછી બીજી તમે કઈ કઈ કીધી ઓકે ના એ મારી પાસે હમણાં અવેલેબલ નથી અં પણ તમે કહેતા હોય તો હું મંગાવી આપુ છું તમને પણ એની માટે મારે હા એ મને પણ બે ત્રણ દિવસ આવતા લાગે બૂક

હા ચોક્કસ હવે મારી પાસે માનવીની ભવાઈ ને એ પણ અવેલેબલ છે જો તમને ઇન્ટરેસ્ટ હોય તો એ પણ વાંચવાની બહુ મજા આવે એવી ચોપડી છે પછી

આપડે જો તમે પાંચ બૂક્સ લો તો મારે દસ પર્સન્ટ ડિસ્કાઉન્ટ હું તમને આપી શકું છું એના ઉપર મતલબ પાંચ નોવેલ લો તો એ ડિસ્કાઉન્ટ હું કરી શકું બાકી તો એ એક બે નોવેલ ઉપર હું નહીં કરી શકું કંઈ અને જો તમે મને અત્યારથી જ લખાઈ દેશો ઓર્ડર તો તો મને મંગાવી રાખવાની પણ ખબર પડે ના હોય તો મતલબ હું સ્ટોક પણ જોઈ રાખું અને તમારી પાંચ બૂકનું કલેકશન કરીને તૈયાર મૂકી રાખીને તમને કોલબેક પણ કરી શકું છું ના એડવાંસ આપવાની જરૂર નથી તમે પાંચ નોવેલ્સ જ્યારે લઇ જશો ત્યારે તમે મને પૂરું પેમેન્ટ આપજો એ ચાલશે ચોક્કસ ચોક્કસ મળી જશે હા બેન આવજો તમે હા તો મને હું આ નંબર ઉપર તમને ફોન કરીશ મારી પાસે બૂક્સ હું તમે મને આમાં તમારે જે જોઈએ છે એ વોટ્સએપ પણ કરી શકો છો તમે મને વોટ્સએપ કરી દો નોવેલના નામ તો હું બધા તૈયાર કરીને તમને કોલબેક કરી આપીશ હા ઓકે ચલો થેન્કયૂ